કલા અને હસ્તકલાના વપરાશમાં સુલભતા અને પોષણક્ષમતા માટે જે ગુજરાત સરકાર દ્વારા સબસિડીઓનું પ્રોત્સાહનરૂપે આપે છે એમાં ઇનામ માટેના અં કલા અને હસ્તકલાનો ઉપયોગ લોકો વધુ કરે એવા કાર્યક્રમો કરે છે ખાદી ઉદ્યોગનો વિકાસ જેમ બને તેમ થાય અં તેવા પ્રયાસો કરે છે સ્વદેશી અપનાવો અને ભારત બચાવો જેવા અભિયાનો ચાલે છે અને પોતાના જ દેશમાંથી બનેલી પોતાનાં રાજ્યોમાં બનેલી પોતાનાં શહેરમાં બનેલી વસ્તુઓનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટે બીજા અન્ય અં કર હોય એ ઘટે અને છેવાડાના માણસ સુધી તે સસ્તી કિંમતમાં વસ્તુ પહોંચે તેવા પ્રયાસો થઈ રહ્યા છે અને એં લોકોને એના પોતાના જ ક્ષેત્રમાં રોજગારી મળી રહે કલા હસ્તકલા અને નાના મોટા ઉદ્યોગો થકી એવા અં પ્રયાસો થઇ રહ્યા છે